હાલો ફરવામાં તો અમદાવાદની અંદર ઘણી બધી જગ્યાઓ છે જેવી કે કાંકરિયા તળાવ છે સીદી સૈયદની જાળી છે પછી આ બાજુ એસજી હાઇવે છે લાલ દરવાજા છે એવી હરએક અલગ અલગ જગ્યાએ તમે ફરવા જઈ શકો છો અમદાવાદમાં જેમકે અડાલજની વાવ પણ નજીકમાં છે એવી ઘણી બધી પ્રાચીન કાળની મંદિરો પણ આવેલાં છે જમવા જમવામાં તો તમારે જે જમવું હોય તે પ્રખ્યાત છે જમવામાં ગુજરાતી થાળી મળી જાય કાઠિયાવાડી ખાવા મળી જાય પંજાબી મળી જાય દરેક વસ્તુ તમને અમદાવાદમાં મળી જશે પ્રખ્યાતમાં તો એક માણેકચોક જાઓ તો માણેક ચોકમાં બધું ઘણું બધું એવું પ્રખ્યાત ખાવા મળી રહેશે એસજી હાઇવે છે પછી લો ગાર્ડન ફરવાલાયક છે અંદાજિત ફરવામાં તો તમે કેટલા પર્સન છો કેવી રીતે છો એ ઉપર આધાર હં વાંધો નહીં